હા બોલો તમે કઈ જગ્યાએ છો અત્યારે અમદાવાદમાં ગુજરાતમાં જો તમારે જવું હોય તો પહેલા તો સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા રહો સવારથી સાંજ સુધીમાં આખો દિવસ ત્યાં જતો રહેશે એક દિવસ ત્યાં રિવર રાફ્ટિંગને બહુ બધી એક્ટિવિટી છે બહુ મોટું સ્ટેચ્યુ ઓફ યુનિટીનું આખું એક મૂર્તિ પણ છે બહુ મોટી ત્યાં ફોટોસ ક્લિક કરવા અમદાવાદથી વધારે દૂર છે હું તમને એ ટ્રેનમાં સવારે એવું હોય ને હું તમને હમણાં કહી દઉં વ્હોટસપમાં મારાં વ્હોટસપમાં હાય મોકલજો તમને ટ્રેનની ટિકિટના ફોટો ને બધું મોકલી દઈશ ડાયરેક્ટ ત્યાં જ ઉતારે છે પરફેક્ટ મને કિલોમીટર યાદ નથી કેટલા છે પણ દૂર છે પણ એક દિવસમાં આખું બધું પતી જાય સવાર જઈને ફરીને તમે પાછા આવી જશો અને બીજું તમારા અમદાવાદમાં અંદર અંદર ફરવું હોય તો કાંકરિયા ઝૂ છે ત્યાં બહુ બધા પ્રાણી ત્યાં બહુ બધા પ્રાણીઓ જોવા મળશે તમને અને એનાં સિવાય ગાંધીનગર જવું હોય તો અક્ષરધામ છે સરિતા ઉદ્યાન છે અને બીજી બધી બહુ બધી જગ્યાઓ છે તમારે ફરવા લાયક પછી તમારે રિવરફ્રન્ટ ફરવું હોય તો રિવરફ્રન્ટને ત્યાં પણ તમે બેસી શકો છો ત્યાં તમે સાંજના ટાઈમે જજો બીજું તો બીજું તમે વેજ ખાવ કે નોનવેજ ખાવ નોનવેજ તમને જુહાપુરા સારું મળશે ત્યાં સાગર રેસ્ટોરેન્ટ કરીને છે અને તમારે વેજ ખાવું હોય તો માણેકચોક લખી રાખજો માણેકચોક જતા રહેજો ત્યાં ભાજીપાંવ ને બધું સારું મળે છે શાહીબાગ મેટ્રો ટ્રેન હં ઓકે ઓકે અરે કંઈ નહીં ફ્રી તમારે માટે હા સારું આવો વેલકમ